ગુજરાતમાં અનોખા હોય તેવા કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સૌથી મહત્ત્વની વસ્તુ અહીંયાં કે સૌથી મહત્વનું સાંસ્કૃતિક કાર્યક્રમ નવરાત્રી કે નવરાત્રીનો તહેવાર કહેવાય આની અંદરના જે ગરબા અને ગરબા નૃત્ય થાય છે એ આખી દુનિયામાં ખૂબ જ ફેમસ છે અને આખી દુનિયામાંથી લોકો એને જોવા માટે આવે છે નવ દિવસ આ પ્રોગ્રામ્સ આ કાર્યક્રમ સતત ચાલે છે એમાં અંબે માતાની પૂજા કરવામાં આવે છે અને એની સ્તુતિ કરવા માટે આખી રાત રાસ ગરબા કરવામાં આવે છે એના સિવાય બીજો એક મહત્ત્વનો પ્રોગ્રામ અહીંયાં કાર્યક્રમ જે થાય છે જે ઉત્તરાયણ છે જેમાં પતંગ ઉડાડવાનો બહુ મોટો મહત્ત્વનો ઉત્સવ છે જે લોકો બહુ જ ઉત્સાહ અને પ્રેમથી એ મનાવે છે ગુજરાતમાં અને અમદાવાદમાં આના માટે સ્પેસીફીકલી પતંગ ઉત્સવ પણ થાય છે જેમાં આખી દુનિયાથી અલગ અલગ પ્રકારના પતંગ અને અલગ અલગ પ્રકારના પતંગબાજો અહીંયાં આવે છે એમાં એ લોકોની વચ્ચે હરીફાઈ પણ થાય છે અને એ જોવાની ખૂબ જ મજા આવે છે